મારી પાંચ ડેટ જો હોય તો તે છે મારી જન્મ તારીખ ત્રેવીસ અગિયાર ઓગણીસ સો એકાણું પછી છે મારી સ્કૂલ મેં મૂકી દસ સાત બે હજાર સાત અને મારી મૅરેજ તારીખ સોળ બે બે હજાર વીસ પપ્પાની ડેટની તારીખ છે છવ્વીસ અગિયાર બે હજાર બે અને જો મને કોઈ સૌથી યાદગાર ડેટ યાદ હોય તો તે છે એક સાત બે હજાર બાવીસ